હું રિલે રેસ દોડ્યો હતો બહુ જ નાનો હતો તે સમયે હું રિલે રેસ દોડ્યો હતો તેમાં હું અને મારો મિત્ર બંને રિલે રેસ સો મીટરની આસપાસની રેસ હતી તેમાં અમે રહ્યાં હતા તેમાં ખૂબ જ સારી રીતના મજા આવી હતી તેમાં અમે જે અમારા પ્રશિક્ષક હતા તેઓએ ત્રણ સુધી જે આંખતાથી ગણ્યા હતા તેમજ પછી ત્યારબાદ રેસ શરૂ કરવામાં આવી તી અને તેમાં મારો ખૂબ જ સારો ઓપીનીયન ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો તેમાં હું રિલે રેસમાં મને એક લાકડું આપવામાં આવ્યું તેમજ દોડવાનું કીધા પછી અમે દોડ્યા અને મારો મિત્ર થોડા ડિસ્ટસન્સ પછી સો મીટરના દાયરામાં ઊભો હતો અને ત્યારબાદ હું ખૂબ જ ઝડપથી સૌ સૌ બાળકો તો કરતાં વધારે ઝડપથી હું દોડ્યો હતો ને સૌથી આગળ હું રહ્યો હતો અને ત્યાર બાદ મેં મારા મિત્રને એ લાકડુ આપ્યું હતું ત્યારબાદ મારા મિત્રની હાથમાં હું કમાન આપીને હું ત્યાં ઊભો રહી ગયો હતો તેના સ્થાન ઉપર તેમ ત્યારબાદ મારો મિત્ર આખો રાઉન્ડ ફરીને મારી પાસે આવીને પછી મને ફરીથી આપ્યું તેમ એવી રીતે અમે રિલે રેસમાં ખૂબ જ સારી ભૂમિકા નિભાવી હતી અને અમને બંને મિત્રોને ખૂબ જ સારા ઇનામો મળ્યા હતા જેમ કે અમને બંને મિત્રોને ટોફી અને અલગ અલગ ઘણા બધા ઉપહારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમજ ખૂબ જ સારો અમને રિસ્પોન્સ અને રિવૉર્ડ મળ્યાં હતા તેમાં અમારા પ્રશિક્ષક પણ ખૂબ જ સારા હતા તે સમયે અમારા પ્રશિક્ષક એ અમને ખૂબ જ સારી અને સખત રીતના મહેનત કરવાને અમને પ્રેરણા આપી હતી તેઓ અમારા પ્રશિક્ષક ખૂબ જ સારી રીતના અમને પ્રેરણા આપી હતી અને ખૂબ જ સારી રીતના મેન્ટેન કરવા માટે અમને કીધું હતું અને એ પ્રમાણે અમે દોડ્યા હતા અને ખૂબ જ સારી રીતના અમને પરિણામો પણ મળ્યા હતા અને ખૂબ સારી રીતના અમને દોડ્યા હતા અને તેમજ સૌને હરાવીને અમે ખૂબ જ ખુશ હતા